હલો મહેશભાઈ મેં ઓલાથી પેલાથી ટેક્સી બુક કરાવી છે એપથી મારે તમને એવું જણાવવું છે કે મારી ટ્રેન છે અગિયાર વાગ્યાની તો તમે જેટલું જલ્દી આ હોય આવી જાઓ દસ વાગ્યા સુધી આવી જાઓ તો સારું આપણે સમયસર રેલવે સ્ટેશન પહોંચી જઇએ એ મને જાણકારી આપી દેજો કે આ તમે ક્યાં સુધી આવી જશો